સંગીત એ એક કળા છે મને ગાવામાં પહેલેથી જ ખૂબ એવો સરસ રસ છે હું મારી શાળામાં પ્રાર્થના અને ભજન ગાવા માટે જતી હતી ત્યારે મેડમને મારો અવાજ ખૂબ સારો એવો પસંદ પડ્યો હતો તો મેડમે મને એક ગાવાની સ્પર્ધામાં રાખી હતી તે વખતે મેં એ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તે વખતે મારો પહેલો નંબર આવ્યો હતો અને ત્યારથી મને એવું થયું કે આ ગાવાના ગાવામાં હું એવી ખૂબ એવી આગળ જઇશ અને મને આમાં રસ પણ વધારે હતો અને બીજા બધાને પણ મારો અવાજ એવો લોકપ્રિય લાગતો હતો અને ગમતો હતો તો મને લાગ્યું કે ગાવુ મને પણ ગાવાનો ખૂબ શોખ હતો તેથી હું આમાં આગળ જઈ શકીશ અને મને લાગે છે કે હું ભવિષ્યમાં સારી એવી ગાયિકા બની શકીશ તો ગાવું એ સૌથી સરળ અને સૌથી મ સારી બાબત મારી માટે ગણવા ગણાય છે